ઊંબરા પર પાણી મિશ્રિત ગાયનું છાણ છાંટવાનો તો તર્કમાંતો લગભગ મિટ્ટી હોય તે વધારે પડતું ઊડે નહીં અને એક ટાઈપનું લેયર બનાવે જાણે અને ગામડાઓમાં ઘણા બધા હજી પણ સ્ટાઈલ્સ ટાઈલ્સનો એટલો બધો આવ્યું નથી તો ત્યાં લીંપણનો ઉપયોગ જ કરે છે અને જેનાથી ઊંબરા તો ઠીક ઊંબરા અને ઓસરીઓ સુધી પાણી મિશ્રિત ગાયનું છાણ અને કરી એનો લેપ લગાડી થોડુંક ઠંડક રહે છે ઘર એનાથી અને બસ આ ધૂળને એ કણ હોય એ થોડાક ઓછા ઊડે છે